આમ તો હું ઉત્તર ભારતીય તથા દક્ષિણ ભારતીય કે કોંટિનેંટલ ખોરાક બધું પસંદ કરું છું અને બધું બનાવું બી છું પણ મને અને મારા ફેમિલી મારા ઘરના બધાને દક્ષિણ ભારતીય ખોરાક વધારે પસંદ છે એટલે હું એ બનાવવાનું પસંદ કરીશ કારણ કે એમાં બહુ બધા ઓપ ઓપ્શન અવેલેબલ છે જેમ કે ઈડલી ઢોસા મેંદુવડા ઉતપ્પમ એ બધું જ વસ્તુઓ મારે ફેમિલીમાં બધા વ્યક્તિઓને ખાવું બી ગમે છે અને એ હેલ્ધી બી છે ખાવા માટે અને સારું બી રહે છે જમવા માટે એટલે એ જ ખાવાનું પસંદ કરું છું બનાવ ખાવાનું અને રાંધવાનું પસંદ કરું છું